હા બોલો બોલો મજામાં છું ડોક્ટર સાહેબ અરે હમણાં થોડુ શિડ્યુલ એટલું બધું ટાઇટ છે કે આ સ્કૂલના એટલાં બધાં કામ હોય છે કે ઘરે નવરા નથી પડતા એ રાત્રે મોડું થાય એટલે સવારે લેટ ઉઠાય હવે જે હવે હમણાં વચ્ચે ચોક્કસ મળશું આપણે હા બોલો હા અમેરિકામાં વ્યાજ દર ઘટે એટલે આપણે હા એ તમે જુઓને કે તમે પાછળ નો હિસ્ટ્રી જોશો જ્યારે જ્યારે ફેડરલે વ્યાજ ઘટાડ્યા ત્યારે લગભગ સોનાના ભાવમાં પાચથી દસ ટકાનો ઉછા ળો જોવા મળશે એટલે વધારે થશે હા અને એ પેલા જેવું છે વાઇસે વરસા જેવું વ્યાજ દર ઘટે તો ભાવ વધે ને વ્યાજ દર વધે તો ભાવ ઘટે ને ચોક્કસ ઇન્ટરનેશનલ લેવલે ભાવ વધશે જ હા અને સોનું તો સાહેબ ગમે ત્યારે રોકાણ કરવા માટે સારો સમય જ હોય છે અને તમે પેલી બૂક વાંચી છે રીચ ડેડ પૂઅર ડેડ હા તો એના લેખકે તો એવું જ કહે છે કે ભાઈ હવે તમે જેટલું બને એટલું વધારે સોનું સંગ્રહ કરો હા ભવિષ્ય માટે હા કયા તમે રોકાણમાં પ્રાયોરિટી સોના ને જ આપો

હા હા હા જો ફેડ તો ચા આવતા વર્ષે ચાર વખત વ્યાજ ઘટાડવાનું છે એટલે તમે બેફિકર જેટલી તમારી શક્તિ હોય એટલુ સોનું લઈ લો અને ભાભીને પણ કઈ લઈ આપજો સોનાનું